જયારે બાઇકિંગ કરતા હોઈએ ત્યારે ખાસ તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે એટલી એની ઝડપ રાખો કે ક્યારે એને ઉભી રાખવી હોય તો તરત એ ઉભી રહી શકે અને તમારી સલામતી જળ રહી શકે